અમારા વિસ્તારનાં ખેતરોમાં લગભગ અમારા ગુજરાતી મહિના પ્રમાણે ફાગણ મહિનાની અંદર અમારા ખેતરનો જે માલ તૈયાર થઇ ગયો હોય છે એ પાકને અમે લણી અને એમાંથી અનાજ કાઢીએ છીએ ત્યારે અમે ઉજવણી કરીએ છીએ અને એ ઉજવણી જે છે એ અમે હોળી અને ધુળેટીના દિવસે કરીએ છીએ તેમજ નવું આવેલું જે ધાન હોય છે એ ધાનમાંથી નવી નવી વાનગીઓ બનાવી અમે ખાઈએ છીએ અને લોકોને પણ ખવડાવીએ છીએ તેમજ અમારાં ખેતરમાં જે અનાજ ઉગ્યું હોય છે એ અનાજ અમે અમુક ધાર્મિક સ્થળો મંદિરો અને જ્યાં ભોજનાલયો ચાલતાં હોય છે એવા ભોજનાલયોમાં પણ દાન કરીએ છીએ અને ઉત્સવ મનાવીએ છીએ